આમાં હું તમને મારા વિસ્તારની વાત કરું તો હું સૌરાષ્ટ્રમાં રહું છું અને ખાસ કરીને કાઠિયાવાડ અને કાઠિયાવાડમાં આપ આપ રાજકોટ આવો આવો તો પછી રાજકોટના દાળ પકવાન છે એ ખૂબ જ પ્રખ્યાત છે રાજકોટના દાળ પકવાન જે હરિ કૃષ્ણ દાળ પકવાન છે અને શું કહેવું જગ્યાએ જગ્યાએ અત્યારે અહીંયા તો બધા એજ ઊભા હોય છે દાળ પકવાન વાળા તો બરાબર અને મયુરના ભજીયા છે ગોકરણ ગાંઠિયા છે રોજ સવારથી લઈને સાંજ સુધી બસ રાજકોટ વાસીઓ આજ ખાય છે બીજું કંઈ ખાતા જ નથી અને આપણે આમ જાવ તો મોરબી જાવ અને આ મોરબીમાં તો તમે જુઓ તો ભૂંગળા બટાકા છે ભેળ ભૂંગળા છે ઘૂઘરા છે એ બધું મોરબીનું વખણાય વખણાય અને ત્યાં તો પછી સાંજ સાંજે બધું ચાલુ થાય અને રાત પડે બધું પૂરુંએ થઈ જાય છે અને પછી આપણે રાજકોટમાં તો દાળ પકવાન છે પછી સમોસાં છે મયુરના ભજીયા છે પછી ઝોંકરના ગાંઠિયા છે એ બધું ખૂબ જ પ્રખ્યાત છે અને આપણે જામનગર જાવ તો જામનગરમાં જામનગરની જામનગરી ઘૂઘરા છે તો એતો છેને સવારથી ચાલુ થઈ જાય અને ઠેઠ રાત પડ્યા સુધી ચાલે બરાબર અને પછી આ જામનગરી ઘૂઘરા આપણે છે તો પછી કચ્છમાં આપણે જઈએ તો કચ્છની દાબેલી છે તો કચ્છી દાબેલી દાબેલી દાબેલી ખૂબ જ પ્રખ્યાત છે જે જે આખા કચ્છને આવરી આવરી લે છે આખા કચ્છમાં દાબેલી જ મળે છે બીજું કાંઇ મળતું જ નથી એમ દાબેલી એટલે કચ્છ અને કચ્છ એટલે દાબેલી આપણે આપણે એવું પણ કહી શકીએ એમ એ પછી છે તો આપણે અહીં રાજકોટમાં તમે આવો આવો આવો તો રાજકોટમાંની પાણીપુરી પણ વખણાય છે અને પછી અહીં રાજકોટમાં તો ઘૂઘરા વખણાય છે ઈશ્વર ભાઈના છે જેમકે ઘૂઘરા અને પછી આ મોરબી જાવ તો પછી હજી હજી તે મોરબીના હશે આ મોરબીના ભૂંગળા બટાકા ખૂબ જ પ્રખ્યાત છે જુનાગઢ જાવ તો આપણે જુનાગઢમાં પણ શું કહેવાય દાળ પકવાન છે સમોસા છે એ બધું જુનાગઢમાં ખૂબ જ બધું પ્રખ્યાત છે અને અને ત્યાં ત્યાં ખાસ કરીને આપણે આવો તો શું કહેવાય મોરબી રાજકોટમાં તો ઠાકરનો થાળ એટલો ફેમસ છેકે વાત જવા દ્યો એમ બહુ ખૂબ જ એમ ઠાકર ઠાકર થાળ છે પછી અહીં શું કે કાઠિયાવાડી હોટલો જેટલી છે એ બધી ખૂબ જ પ્રખ્યાત છે અને આ બધી બધી એ રીતે શું કહેવાય સૌરાષ્ટ્રનું માણસ સૌરાષ્ટ્રના માણસે આવડી આ બધી વસ્તુ ટેસ્ટ કરેલી જ છે સો ટકાની વસ્તુ છે જો